હા સાંભળ વિનય વાત કરું છું નવું ઘર લીધું છે અમે તો પાનકાર્ડમાં સરનામું અપડેટ કરવાનું છે હા તો તેની બધી પ્રક્રિયા શું છે દસ્તાવેજો ક્યા ક્યા જરૂર પડશે એ બધું મારે સમજવું હતું પાલ અડાજણ હા નવું ઘર પાલ અડાજણમાં છે જૂનું ઘર ઉધનામાં હતું તો પાનકાર્ડના જે બધા ડેટા છે એમાં ઉધનાનું એડ્રેસ જ હજુ પણ આવે છે તો એમાં પાલ અડાજણનું એડ્રેસ નાખવાનું છે તો એમાં ક્યા ક્યા દસ્તાવેજની જરૂર પડશે અને કેટલો સમય લાગશે એ સમજવું હતું ખાલી આધાર કાર્ડથી થઈ જશે એમ બરાબર સરનામાનું બીજું કોઈ પ્રુફ નહીં જોઈએ હા આધાર કાર્ડમાં પણ નવું સરનામું આવી ગયું છે અચ્છા એટલે આધાર કાડ ના આધાર પર જ પાનકાર્ડમાં પણ નવું સરનામું આવી જશે એમ સમજી ગયો અને આ બધા દસ્તાવેજો ક્યાં જમા કરાવવાનાં રહેશે હા હા સુરતમાં જે છે ત્યાં સમજી ગયો હા વાંધો નહીં એ તો રોજનો જ રસ્તો છે અમે જઈ આવીશું ખાલી આધાર કાડ અચ્છા પાસપોટ ફોટો પણ જોઈશે એમ ઠીક છે પાસપોટ ફોટો આધાર કાડ લઈ જઇશું અને અરજી ભરવાની રહેશે ને એક

હા મને ખ્યાલ આવી ગયો અરજી ભરવાની આધાર કાડ અને પાસપોટ ફોટો લઈ જવાનો સાથે અને બધા દસ્તાવેજ ત્યાં જમા કરાવી દેવાના પછી નવું સરનામું આવી જશે કે બીજી કંઈ પ્રક્રિયાની જરૂર નહીં પડે ને સમજી ગયો અને કેટલો સમય લાગે આ બધામાં એક અઠવાડિયું જેવુ થાય એમ નહીં એમાં કેવું છે મારે પાનકાડ ને એ બધા દસ્તાવેજ જમા કરાવવાના છે પાસપોટ ઓફિસમાં પાસપોટ બનાવવા માટે એટલા માટે મને આ તત્કાલ ધોરણે કરાવવું જરૂરી છે હું આજે ને આજે જ બધા દસ્તાવેજો ત્યાં આપી આવીશ

હા આભાર આભાર ખૂબ ખૂબ આભાર